હં બસ મજામાં છીએ બોલો કેમ છો સાહેબ વાપી હવે એટલે સવારે સમજોને આઠ વાગે નઇ એટલે નવ વાગે પહોંચીએ ત્યાં હં હંહં બરાબર હં હં હ હં હ બરાબર મારે નવ વાગે ઓફિસે પહોંચવાનું હોય એટલે ત્યાં આઠ વાગ્યે તો બેસી જવું પડે એટલે રોજનું છેલ્લા એક બે વરસ થઈ ગયા

શું કેસ તમે છેલ્લાં પાંચ વર્ષથી કરો છો બરાબર શેમાં કરો છો કામકાજ તમારું હંહંહં

તમે કઈ ટ્રેનમાં પછી રિટર્નમાં જાઓ સાંજે હં હવે અપ ડાઉન કરવાનું જ હોય રોજનું બે કલાક સવારે તમારે કેટલાં પાંચ સાડા ચાર કલાક થઈ જતાં મારે તો હં હં અત્યારે ચોમાસું છે એટલે તો અરે તો શિફ્ટ થઈ જાઓ ને બોરિવલી હં હં બરાબર છે ઓકે મળીએ મળીએ હા